હાલો હાય આઈએમ ગુડ મારે છેને ફોટોશૂટ કરાવું છે તો એમના માટે મારે તમારી સાથે બજેટ કોસટયુમ લોકેશન્સ ઇ બધુ ડિસક્સ કરવું છે તો તમે મને જણાવશો થીમ માતો એવું છેકે આમ મને એકદમ નેચરલ અને મોડલિંગ માટે આમ સારા એવા ફોટા જોઈએ છે બટ પ્લસ ઇ નેચરલ લૂકમાં પણ હોવા જોઈએ આમ બઉ વધારે પળતું એડિટિંગ એવું કાંઇ નઇ નેચરલ એક્સ્પ્રેસન સાથેના એમાં એવું છે કે મને અમુક ફોટોસ છેને ઇ ગ્રીન સ્ટુડિયો માં જોઈએ છે અને બાકીના આઉટડોર પ્લેસીસ કોઈભી લાઇક જયાં નેચરલ પ્લેસીસ હોય નેચર ને લગતી એવી જગ્યાએ જઈને ફોટા પાળીએ જેથી કરીને જે લાઇટને બધુ બેકગ્રાઉન્ડને બધુ છે ઇ ટોટલ નેચરલીજ આવે તો તેનાથી શું ફોટાસ થોળાક આમ વ્યવસ્થિત લાગે અને સારું એવું આઉટ ડોર આપે એટલા માટે હવે મારુ બજેટ તો ચાલીસ પચાસ હજાર જેવુ છે અને એથી વધારે પણ જો થાય તો મને કોઈ પ્રોબ્લ્મ નથી તો મે મારી રિવર્મેન્ટસ બોલી દીધી છેતો હવે તમે ઇ પ્રમાણે બજેટમાં જે બેસતું હોય ઇ મને બોલો ના વેસ્ટર્નજ જોઈએ છે મને ટ્રેડિશનલ નઇ હા બીચ છે કોઈ માઉંટેન્સ ટાઈપ લોકેશન્ રિવર કે લેક સમથિંગ એવું કાંઇ ઓકે ઓકે ઓકે ઓકે ડન કોસટયુમ માં તો મારી પાસે કોસટયુંમ છે એટલે ઇતો કાંઇ સવાલ નથી કોસટયુમ તો હું મારુ ખુદનું અરેન્જ કરી લઈ હા હા બટ હા એછે કે એક મેક ઓવર માટે જો કોઈ હોય તો સારું રેશે કારણ કે કોસટયુમ મેકઓવર બધુ તો એકલા મારાથી ના થઈ શકે ઓકે ડન ડેટ આ નેક્સ્ટ વીકમાં હું તમને ડેટ કનફોર્મ કરીને બતાવું ઓકે ડન તો મારુ આઈ ગેસ હવે મારુ બુકિંગ તમારી પાસે કનફોર્મ થઈ ગ્યું ઓકે થેન્ક યુ હા